શાળાઓમાં બધા વિદ્યાર્થીઓની વિચારશક્તિ અને સમજશક્તિ એક જેવી નથી હોતી તો જો આ રીતના વ્યવસાયલક્ષી સબ્જેક્ટ વિષયો પર જો ભણાવવામાં આવે બાળકોને તો જે લોકોની જે લોકો સારી રીતે એજ્યુકેશનલ પર્ફોમીંગ નથી આપી શકતા એ લોકો આગળ જઈને જો આ બધા કામ શીખેલા હોય તો પોતે પોતાની રીતે વ્યવસાય કરી શકે છે ભણવામાં જે છોકરાઓ પાછળ હોય ખાસ કરીને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કે જેમના માતાપિતાને પણ ભણ વાંચતાં લખતા નથી આવડતું એ લોકોને ખાસ તકલીફ પડતી હોય છે તો એવા લોકો માટે આ ખૂબ જ લાભદાઈ સબ્જેક્ટ બની જાય છે પ્લસ સારી એવી ફેમિલીમાં પણ બધા વિદ્યાર્થીઓના વિચારસરણી એકસરખી નથી હોતી તો એ રીતે બી જોઈએ તો આ એકદમ સરસ વ્યવસાયલક્ષી શિક્ષણ છે આ સુથારકામ છે પ્લમબિંગ કામ છે સિવણકામ છે મરઘાં ઉછેર છે તો આ બધું હોય તો જેને કારણે વિદ્યાર્થીઓ પોતાની જાતે સ્વ રોજગાર મેળવી શકે